હલ્લો હલ્લો બસ જો શાંતિ હા તારી પાસે કોઈ એવો સારો આઇડિયા હોય કે જે અત્યારે આપણને થોડોક પ્રોફિટ પ્રોવાઇડ કરે એ બેસ હોય તો બતાવો કઈક વિચારીએ અચ્છા આપણે જે નોર્મલી ક્લોથસનો બિસનેસ ચાલુ કરવો છે જેમા આપણે મલ્ટિપલ વરાઇટીસ રાખીશુ અને ટાઇમ કઈક કશો ફિક્સ કરીને રાખીશુ કે આ ટાઇમથી આ ટાઇમ સુધીનો ટાઇમ લિમિટ એ બિસનેસ હા એ બધી વાત સાચી છે હા ટેક્સટાઇલ પર વિચારી શકીએ કારણકે અત્યારે ગુજરાતમાં ટેક્સટાઇલનું સારું એવું માર્કેટ છે તો

હા આપ મે હા હા એ વાત સાચી છે આપણે રેડીમેન્ટ ગારમેન્ટનું ચાલુ કરીએ કે જે આપણે સુરતથી કોઈ રેડીમેડ કુર્તી છે અત્યારે પ્લેન પેન્ટ કુર્તી છે પ્લાઝા છે ઘણી બધી વેરાયટી અવેલેબલ છે રાઉંડમાં કુર્તી છે નાના બાળકો માટે નાઇટડ્રેસ છે ચડ્ડી પેન્ટ છે ઘણી બધી હોય છે રેડીમેડ આઇટમ તો એ આઇટમ પર વિચારીએ અને ચાલુ કરીએ હા નજીકના એરિયામાં કરીશું હા અત્યારે રેડિમેડનું સારું ચાલશે કારણકે અત્યારે કોઈ સિલાઈ અફોર્ડ ના કરી શકે કારણકે એક તો પેલા હા એનો ચાર્જ બી વધારે છે તો એ અફોર્ડ કરવુ થોડુ રિસ્કી છે તો હા એ માટે આપણે વિચારીએ કરીએ ચાલુ આપણે પહેલાં આ થોડું લઈ આવીએ થોડી પરચેસ કરીએ સ્ટાર્ટિંગ બેઝ છીએ તો અને પછી માર્કેટિંગ ચાલુ કરી દઇએ સોશિયલ મીડિયા થ્રુ કરીશું થોડુંક પેમ્પલેટ બધે લગાવીશું આજુ બાજુમાં આપણે જઈને કહીશું પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે રેટ ઓછો રાખીશું ડિસ્કાઉન્ટ વધારે રાખીશું હા હા ચાલો તો આપણે મળીને વાત કરીએ કઈ રીતના ડિસકસ કરવું છે તો એ બધું કરીએ ચાલો વાંધો નહીં એ હા થેન્ક યૂ બાય બાય